મારી પ્રિય રમત ક્રિકેટ છે અને મને એ રમવાથી મને સ્ટેમિના અને મને તાકાત આવે છે એટલે હું રમું છું